હલો મોદી ટુર એન ટ્રાવેલ્સમાંથી બોલો છો હા તો આપણે સાપુતારા સિક્સ સીટર છે અને જવાનું છે તો સાપુતારા સુધીનું તમારું ભાડું કેટલું રહેશે વિધાઉટ એસી બાર રૂપિયા કિલોમીટર અને વિથ એસી તેર રૂપિયા કિલોમીટર પણ સર દર વખતે ટુર ટ્રાવેલસમાં જ્યારે બી અમે જઈએ છીએ ત્યારે આ તમારી જ ટેક્સીનો ઉપયોગ કરીએ છીએ તો એક જૂના ગ્રાહક તરીકે તમે ડિસ્કાઉન ન આપી શકો એ વાત તમારી બરાબર છે પર થોડું ઘણું કરી આપો તો વધારે સારું ને અત્યારે આ હરિફાઈનો જમાનો છે તો જેમાં તમે અમને ડિસ્કાઉન્ટનો લાભ આપતા હોય તો અમારા માટે ખૂબ સારું રહેશે તો ઠીક છે તમારું ડિસ્કાઉન્ટ મને માન્ય છે ખૂબ ખૂબ ધન્યવાદ